મોટે ભાગે લોકો કંઈક ને કંઈક કારણને માટે થઈને દેવું કરતાં જ હોય છે અને એમાં પણ ગુજરાતીમાં સામાન્ય છે ગુજરાતી લોકોમાં અને ખૂબ જ લોકો એવું કરે છે લોકો દેવું કરે તેના પણ અલગ અલગ હેતુ હોય છે જેમ કે ઘણી વખત શું કહેવાય કોઈક વ્યવસાય માટે કરે કોઈક શિક્ષણ માટે કરે કોઈક પોતાની લકઝરીયસ લાઈફ ભોગવવા માટે પણ કરે બીજું ઘણી વખત કંઈક સામાન્ય ખર્ચા હોય શિક્ષણ હોય એબહ રીતે પણ બધા અલગ અલગ પ્રકારે દેવું કરતાં હોય છે ઘણી વખત કોઈકને આકસ્મિક કંઈક પૈસાની જરૂર પડી જાય જેવી કે કોઈક વાર બીમારી હોય શિક્ષણ હોય પછી પોતાનું ઘર બનાવવાની ઈચ્છા હોય સપના હોય પરંતુ એટલું બેલેન્સ નહીં હોય ત્યારે પણ એ લોકો દેવું કરે છે અને કોઈક કોઈકને પોતાનું વ્યવસાય શરૂ કરવા માટે પણ દેવું કરતાં હોય છે કંઈ ઘણી વખત લોકો પોતાનું રોજનીશી પૂરી નહીં પડી રહેતી હોય અને કુટુંબ ખર્ચ ચલાવા માટે પણ દેવું કરતાં હોય છે હવે આમ અનેક ઘણા હેતુઓ સર લોકો દેવું કરે છે પોતાની કંઈકને કંઈક જરૂરિયાતોને પહોંચી વળવા માટે મોટે ભાગે લોકો બેંક થકી પણ લોન લેતા હોય છે ને એ રીતે લાભ લેતા હોય છે બીજું થોડું પૈસા જોઈતા હોય તો કોઈ મિત્રો પાસે કુટુંબ પાસે સ્વજન પાસે પણ ઉછીના પૈસા લઈ અને પછી તેનું એ ચૂકવાની જવાબદારી પણ પોતે સ્વીકારી લેતા હોય છે ક્યારેક ફાઇનાન્સલી કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય તો ત્યાંથી પણ એ લોકો પૈસા લે છે આમ અલગ અલગ રીતે પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે પૈસા લોકો પાસે માંગે છે અને એ રીતે પોતાનું શું કહેવાય કે આવા બધા હેતુઓ માટે દેવું કરતાં હોય છે આમ જોવા જઈએ તો આવી રીતે ઋણ લેવાની અસરો ઘણી વાર ખૂબ ખરાબ હોય છે કારણ કે ક્યારેક માણસની પરિસ્થિતિ દરેક વખતે સરખી નથી હોતી એટલે કોઈક વાર ઉત્સાહમાંને ઉત્સાહમાં શું કહેવાય કે પૈસા ઉછીના લે છે પરંતુ જ્યારે ભરપાઈ કરવાનું આવે છે ત્યારે કોઈકને કોઈક બીજી જવાબદારી આવી પડતી હોય કે તે પાછું લીધેલા નાણાં પાછા પરત ચૂકવતી વખતે તેઓ ઘણા મુશ્કેલીમાં મુકાઈ જાય છે આમ જોવા જઈએ તો ઋણ લેવાની આ માઠી અસર જોવા મળે છે કારણ કે વ્યક્તિ પહોંચી નહીં વળે